હા બોલો હા હું વાઘેલા યુગ બોલું તમે બોલો તમે કોણ

અને ફ્લેટ ચાલશે કે પછી અપાર્ટમેન્ટ અને બે બેડરૂમ એક બેડરૂમ હૉલ કિચન શું ટૂ બીએચકે અને બજેટ શું રેહશે આપડું હા સર એ એરિયામાં તો તમે હજી ત્રીસ પાંત્રીસ સુધી ઇન્વેસ્ટ કરશોને તો વધારે સારું રેહશે તો હું તમને એજ પ્રીફર કરું હું તમને એક વસ્તુ કઈશ એમા મારુ કમિશન ભેગું હું તમને સીધો ફિક્સ પ્રાઇસ કઈશ એમાં ઇન્ક્લુડ મારુ કમિશન હશે અત્યારે યાદ છે તમે ઇન્ડસ્ટ્રીસની પાછળ સત્યમ કરીને એક ફ્લેટ બન્યા છે એ ટુ બીએચકે છે હું તમને ના ફોટોગ્રાફ્સ ડિજાઇન મોકલું જો તમને રસ પડતો હોય તો કયો તમારે અરાઉંડ પાંત્રીસ લાખની અંદરની ગણતરીમાં રેહવાનું ઇન્ક્લુડ મારુ કમિશન

ચેક કેશ બધુ ચાલશે અને દસ્તાવેજ કમ્પ્લેટ કરાવી દેવાની જવાબદારી અમારી કાઇપણ કાઇ પ્રોબલમ નય થાય એજ કામ છે આપડું બધાય ને પૂછી કાઇ નય કાઇ નય તમારે જ્યાં સુધી ક્વેરી છે ત્યાં સુધી અમે ઊભા રઈશું એ તો જેડ કમ્પ્લીટ કરી ને જ આપવાનું આજ નંબર ઉપરને વાંધો નય